જ્યારે આપણે ગુજરાતમાં મિલકત ખરીદી હોય દાખલા તરીકે રહેણાંકની વેપારને જસ્ટ વેપારી કોમર્સિયલ કે ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રિયલ તો સૌથી પહેલાં તો તે મિલકતનાં ટાઈટલ્સ હક પત્રકો ખરાં છે કે ખોટાં તે જોવું જોઈએ કારણ કે બીજું એ મિલકત ખેતી ની છે કે રેગ્યુલર નોન ખેતીની છે તે બી નક્કી કરવું પડે કારણ કે ખેતીની જમીન ફક્ત ખેડૂત ખરીદી શકે આપણે ખેડૂત ના હોઈએ તો આપણે ન ખરીદી શકીએ માટે તેમાં નહીં ચાલે અને જ્યારે બીજી કોઈ ખુલ્લી આપણે જમીન હોય તો કોઈ બી ખરીદી શકે જે જમીન ખરીદી છે જે મિલકત ખરીદી છે તેનાં સૌથી પહેલાં સાત બાર છ અ હક્ક પત્રકમાં જે વેચનાર છે તેનું પાક્કું નામ છે એની પાક્કી માલિકી છે તે ચોક્કસ કરવી પડે આ માટે છેલ્લા ત્રીસ વરસનું સર્ચ સર્ટિફિકેટ એપરુડ વકીલ પાસે કરાવવું પડે તો જ આપણને ખ્યાલ આવે જ્યારે આપણે તૈયાર મિલકત લેતાં હોઈએ તો તે મિલકત સાથે વેચનારનો ફોટો અને આપણે ત્યાર પછી બીજો આપણે લેનારનો ફોટો આપણાં દસ્તાવેજ સાથે જોઇન મૂકવાનો હોય છે કે જેથી કરીને આપણી મિલકતનો આપણને પૂરો હક્ક મળે છે બીજું જ્યારે મિલકત ખરીદીએ ત્યારે મિલકતની જે કિંમત છે તેના અમુક ટકા સ્ટેમ્પ ડયુટી સરકારી આપણે ભરવી પડે છે